નમસ્તે હું મારી નવી સ્માર્ટ વૉચની અંદાજિત ડિલેવરીની તારીખ પુષ્ટિ કરવા માંગું છું કૃપયા મારી ઓર્ડર આઈડીની જાણકારી આપી શકો છો મારો ઓર્ડર નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છે થોડી વાર હું મારી સેડ્યુલ ચેક કરી લઉં છું

આ તારીખ મારી અપેક્ષા સાથે સારી છે કૃપયા તમે કન્ફોર્મ કરી શકો છો કે ડિલેવરી સમય સેમ તો આવી જશેને બહુ સરસ હું ટ્રેકિંગ આઈડી ચાલુ કરીશ શું તમે બીજી કોઈ મદદ કરી શકો છો

તમે મદદ કરી એટલે ખૂબ ખુશી થઈ ના ના આ સમયે બીજું કંઈ જરૂર નથી શુભ દિન